હા ઘણા ખરા વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ માટે લોન લીધી છે જેમાં એવું જેમાં જાણતા જેમાં વિદ્યાર્થીઓને તેમની જરૂરિયાતની વસ્તુઓ પુરવાર જેને જેને જેણે ભણવાની જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે માટે લોન આપવામાં આવે છે જેમકે કોઈ વિદ્યાર્થીઓને તેમને ઉચ્ચ અભ્યાસ માટે લેપટોપની જરૂર છે તો તે માટે તેમને લેપટોપ માટે લોન આપવામાં આવે છે જેથી કરીને વિદ્યાર્થીઓ તેમની અંતર્ગત જરૂરીયાતો પૂરી કરી શકે અને તેમનો અભ્યાસ ઉચ્ચતર અભ્યાસ આગળ વધારી શકે છે ત્યારબાદ જો કોઈ વિદ્યાર્થીઓને વિદેશ સ્ટડી માટે જવું હોય તો તે માટે તેમને એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરવી પડે છે અને ત્યારબાદ તેમને જેતે વિદ્યાર્થીઓને એક્ઝામ પાસ કર્યા બાદ તેમને સર્ટિફિકેટ આપવામાં આવે છે અને ત્યારબાદ તે સર્ટિફિકેટ આધારિત તે જેતે વિદ્યાર્થીઓને તે વિદ્યાર્થીઓ લોન આપવામાં આવે છે જેના થકી વિદ્યાર્થીઓ વિદેશમાં તેમનું ઉચ્ચ શિક્ષણ પૂરું કરી શકે છે અને તેને માહિતી મળી શકે છે ત્યારબાદ વિદ્યાર્થીઓને સ્ટેશનરી માટે પણ લોન આપવામાં આવે છે જો વિદ્યાર્થીઓને કોઈ પણ સ્ટેશનરી અને ઘટતી હોય અથવા તેમને બુક્સ લેવી હોય તો તે માટે તેણે વિદ્યાર્થીઓને લોન આપવામાં આવે છે સરકાર સરકારશ્રીના આશરે અને સ્પીપા જો જેમકે સ્પીપા સ્પીપા છે તો સ્પીપામાં એન્ટ્રન્સ એક્ઝામ આપવામાં આવે છે અને ત્યારબાદ જો કોઈપણ વિદ્યાર્થીઓ તે એન્ટરેન્સ એક્ઝામ પાસ કરે તો સ્પીપા દ્વારા પણ વિદ્યાર્થીઓને એવરી મંથ બે હજાર રૂપિયાને રૂપિયા આપવા અકાઉન્ટ જે તે વિદ્યાર્થીઓના અકાઉન્ટમાં આપવામાં આવે છે હા એવું કહી શકાય છેકે ગ્રામ્ય વિદ્યાર્થીઓ માટે આ લોન એક સારો વિકલ્પ છે જેથી કરીને મૂડીની અછતના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકી જતો નથી અને તેનો વિદ્યાર્થી તે પોતાનો અભ્યાસ આગળ વધારી શકે છે જો લોન આપવામાં ન આવે અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પાસે મૂડીની અછત હોય હોય તો જે તે વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂરો કરી શકતા નથી જેથી તેનો વિકાસ અટકી જાય છે